હા મેં ઓનલાઇન સર્ચ કર્યું હતું ઇન્સ્યોરન્સ માટે લાઇફ ઇન્સ્યોરન્સ માટે મને તમારી માહિતી જોઈતી હતી અચ્છા મને છે ને મેડિકલના માટે મેડિકલના વીમા માટે રિકવાયરમેન્ટ છે તો એના વિષે તમે કાંઈ જાણકારી આપી શકો ઓકે આમારા પરિવારમાં કુલ ચાર લોકો છીએ હું અમારા મમ્મી પપ્પા ને મારો એક ભાઈ છે અને ના અત્યાર સુધી તો કાંઈપણ ઇન્સ્યોરન્સ નથી કરાવેલો ઠીક છે મારું નિવાસ આણંદમાં છે સારું તો પછી હુ તમને પાછો કોલ કરું છુ આના વિશે